હું નવી નવી વાનગીઓ વિશે જાણવા માટે ઘણી બધી યૂટ્યૂબ ચેનલને જોઉં છું અને યૂટ્યૂબ પર હું ગુજરાતી ડીશ ખાસ કરીને જોઉં છું જેમાં હું ગુજરાતી ડીશ શીખું છું ગુજરાતી ડીશમાં ખીચડી રોટલી શાક ખમણ દાળ ભાત વગેરે ઘણી બધી ડીશો જોઉં છું બેકિંગ ડીશમાં હું કેક પેસ્ટ્રી વગેરે ઘણી બધી ડીશ શીખી રહી છું અને ઈન્ડિયન ડિશવાળી ચેનલ પર હું ઈન્ડિયાની ઘણી બધી વાનગીઓ શીખી રહી છું જેમકે હું ઈટાલિયન મરાઠી બંગાળી વગેરે ઘણી બધી જાતિઓ વાળાની ઘણી બધી ડીશો હું જોઉં છું અને તે ડીશો પરથી હું ઘણી બધી ડીશ ટ્રાઈ કરું છું ખાસ કરીને મને ગુજરાતી ડીશ ગમે છે કારણ કે હું ગુજરાતી છું ગુજરાતી ડીશમાં હું ખાસ કરીને ઘણી બધી ડીશ ટ્રાઈ કરી છે અને યૂટ્યૂબ પર જોઈ હું ચાઈનીઝ પણ બનાવવાનું શીખી રહી છું જેમકે મંચુરિયન ચાઈનીઝ નુડલ્સ વગેરે ઘણી બધી ડીશો મેં ટ્રાઈ પણ કરી છે ખાસ કરીને મને રસગુલ્લા બનાવવાનું બહુ ગમે છે રસગુલ્લા બનાવવાની રેસિપી રસગુલ્લા બનાવતી વખતે પહેલાં તો દૂધને ફાડવું અને તેને દૂધમાં પહેલાં દૂધ ગરમ કરવું તે દૂધમાં વિનેગર નાખી પછી દૂધ ફાટી જાય ત્યારે એક ચોખ્ખું કાપડ લઈ તે દૂધને તે કાપડમાં નાખવું અને બરોબર નિચોડી નાખવું ત્યારબાદ તેને એકવાર બરાબર ધોઈ અને તેમાં સોડા નાખી